ડેન્ગ્યુ અને મલેરિયા જેવા તાવથી રોગથી બચવા માટે આ વરસાદની સિઝનમાં આપણા ઘરની આજુબાજુમાં કચરો નહીં કરવો જોઈએ એંઠવાડ બહાર નાખવો જોઈએ દૂર રાખવો જોઈએ સાફ સફાઈ કરવી જોઈએ અને તને આજુબાજુમાં કીચડ થતી હોય તો ત્યાં ધૂળ નાખીને ખાડા ખાબોચિયા પુરવા જોઈએ અને જેમ બને તેમ ડોક્ટર પાસે વધારે સલાહ લેવી પડે ડોક્ટરની દવા લેવી પડે અને વરસાદના પાણીથી નાહવું નહીં જોઈએ તેનાથી પણ મેલેરીયા અને ડેન્ગ્યુના તાવથી રોગો બને છે કેમ કે બહાર નાવા જાવ તો બહારનું બધું કચરો તમારે ઉપર લાગવાનો છે ને પછી તમે ડેન્ગ્યુ મલેરિયા પછી આજુબાજુમાં વધારે થવાના છે અને તમને કરડશે એટલે તમને તે રોગ થવાનો જ છે તો તેની પહેલેથી જ આપણે સ્વચ્છતા રાખીએ તો ડેન્ગ્યુ મલેરિયા થવાનો કોઈ પ્રશ્ન જ ઊભો નહીં થાય અને જેમ બને તેમ ડોક્ટરની સલાહ લેવી આજુબાજુમાં ક્યાંય કચરો નહીં કરો અને લોકોને જાગૃત કરવા સ્વચ્છતા કરવા માટે કેમ કે જેમ લોકો જાગૃત થશે તેમ સ્વચ્છતા વધશે અને જેમ સ્વછતા વધશે તેમ રોગો ઘટશે અને ડોક્ટરને પણ દવા લેવી જરૂરી છે અને ડોક્ટરની દવા લાવ્યા પછી તેનો પણ ડોક્ટરે કીધા પ્રમાણેનો વપરાશ કરવો જોઈએ અને આપણા ઘર પાસે સ્વછતા રાખવી જોઈએ અને ખાવા પીવામાં પણ સ્વચ્છતા રાખવી જોઈએ અને જે ખાઈને પીને એંઠવાડ વધે તેને ઘરથી દૂર નાખવો જોઈએ એવી કોઈ યોગ્ય જગ્યા જ્યાં કોઈ રહેવાસીઓ ન હોય કે જગ્યા પડતર હોય તે જગ્યાએ રાખવી જોઈએ અને જ્યાં ત્યાં થૂકવું નહીં જોઈએ અને વ્યસન થતું હોય તો વ્યસનનો અટકાવ કરવો જોઈએ અને વ્યસન કરીને કોઈના ઘર પાસે કે ક્યાંય ઝાડ પાસે થૂકવું નહીં જોઇએ ક્યાંય રસ્તા બગાડવા નહીં જોઈએ તેનાથી આ બધો અટકાવ કરવાથી ડેન્ગ્યુ મેલેરીયા જેવા રોગોનું અટકાવ થાય છે